હેલો હા કેબ ડ્રાઈવર વાત કરો છો હા હું આણંદથી વાત કરું છું હિતેશ તો મારે અને મારા પરિવારને અમદાવાદ જવાનું છે તો કાલે સવારે આઠ વાગ્યે પાંચ જણ પાંચ સભ્ય છે તો શું તમે અમને લઈ જશો હા અને કેટલું રેન્ટ રહેશે હા ચાર હજાર હા તો કંઇ વાંધો નહીં તો કાલે સવારે આઠ વાગ્યે પાંચ સભ્યો છે તો તમે વલ્લભ વિદ્યાનગર આવી જજો ઓકે